ગુજરાતની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ગીર નેશનલ પાર્કમાં જતાં હોય છે જ્યાં સાસણગીર છે જ્યાં સિહનું અભયારણ્ય આવેલું છે અને ગુજરાતમાં ધોળાવીરા અભ્યારણ્ય પણ આવેલું છે જે કચ્છમાં છે તો કચ્છમાં સફેદ રણ પણ છે જ્યાં ખૂબ મોટો મેળો થાય છે દર વર્ષે મેળાનું આયોજન થાય છે ત્યાં કેમ્પેઈન થાય છે ફોટોશૂટ પણ ત્યાં થતા હોય છે લોકો મકરસંક્રાંત પર ત્યાં પતંગ ચગાવવા જ્યાં જતાં હોય છે જ્યાં ત્યાંનો લોકેશન ખૂબ જ મસ્ત હોય છે ત્યાં ત્યાંથી ઉગતા સૂરજ અને આથમતો સૂરજ પણ ત્યાં જ જોવા મળે છે પ્રવાસીઓ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાતીઓની મજા જોઈને ખૂબ આનંદ પ્રાપ્ત કરતાં હોય છે ગુજરાતમાં ઘણાં બધાં ફરવાલાયક સ્થળો છે અને ગુજરાતને ગુજરાતીઓને આનંદમાં ગુજરાતી હંમેશા આનંદમાં જ હોય છે તે આનંદી માણસ હોય છે તો ગુજરાતમાં આવતાં હોય છે તો ગુજરાતમાં ખાણી પીણી પણ અલગ હોય છે ગુજરાતીઓનો પહેરવેશ પણ અલગ હોય છે ગુજરાતનો અલગ અલગ સ્થાને રહેતા લોકોની અલગ બોલીઓ પણ સ્થાન મુજબ અલગ અલગ હોય છે જેમ કે કચ્છમાં કચ્છી બોલે કાઠિયાવાડમાં કાઠિયાવાડી બોલાય સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રી બોલાય ચરોતરી બોલાય ઘણી બધી બોલીઓ બોલાય છે પણ માની ભાષા ગુજરાતી ભાષા પણ છે તો અહીં ઘણી બધી રમતો પણ આવે છે તો અહીં રમતોમાં ઘણાં ભાગ લેતાં હોય છે તો જેમ કે રમતોમાં આપણે ખાસ કરીને જોતા હોય તો શહેરી વિસ્તારની રમતો હોય જેમ કે થાપો દાવ હોય પકડમ પકડી હોય તો લંગડી હોય દોરડા કૂદતા હોય નાના નાના છોકરાઓને ગામડાની ઘણી એવી રમતો હતી પહેલા જે આજે આજે ફોનના હિસાબે કોઈ રમતું નથી આજે ફક્ત ફોનમાં જ જોતાં હોય છે જે ફોનમાં જ અત્યારે લુડો કે ને પબજી ને ફ્રી ફાયર અને એવી રમતો રમતાં હોય છે જાણે ઘણી સાહસી રમ રમતો પણ એવી હોય છે જેમ કે આપણે પાણીની રમતો હોય છે જેમાં સાહસ લેવામાં આવે છે કે તરવામાં તો જેને તરતા આવડતું હોય તો સ્વિમિંગની રમત પણ છે ઘણી રમતો એવી પણ હોય છે જ્યારે આપણે ગુજરાતની મુલાકાત લેતા હોય છે ને ત્યારે ખાસ કરીને આપણે જ્યારે ગીરમાં જઈએ છીએ ત્યારે તેમાં આંબાજો આંબાની વાડીઓ જોવા મળે છે રસ્તા ઉપર તેની કુદરતી કુદરતે આપેલ તેની સુંદરતા આપણને ઘણી જોવા મળે છે ત્યાં મોટા મોટા પહાડો હોય છે હિલ સ્ટેશનો હોય છે ત્યાંના લોકોને જોવાની મજા પડે છે અને આપણે જોઈએ જ છીએ કે ગીરમાં જ્યારે આપણે જૂનાગઢ જતાં હોઈએ છીએ ને ત્યારે ત્યાં રાજા રજવાડાઓના મહેલ પણ ખૂબ મોટા પ્રમાણે રાજાઓનો રાજાઓની જગ્યા તેની બેસવાની જગ્યા મહેલો એવું બધું જોવા મળે છે મકબરા મહેલ એવું બધું જોવાની ખૂબ મજા આવે છે તેમાં ઘણી વસ્તુઓ મોટાં મોટાં કોઠારો રૂમ હોય ત્યાર બાદ આપણે જૂનાગઢમાં બીજું જોઈએ તો કુદરતી દ્રશ્યો જંગલો છે તેમા ગીરમાં સિંહ હોય છે જેમાં સિહ સાથે માનવીની કેવી મિત્રતા હોય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ આપણે આજે ગીરમાં જો આખા એશિયા ભરમાં ફક્ત ગીરમાં જ સિંહો જોવા મળે છે તો સિંહોની સંખ્યા આપણી ગુજરાતમાં જ જોવા મળે છે જેથી બહારથી લોકો ઘણાં બધાં લોકો બહારથી આવે છે સિંહને જોવા અહીંના ગુજરાત અને સિંહ સાથે તો આપણા ગુજરાતીઓ સાથે રહીને એ લોકો મનોરંજન પામે છે વિદેશીઓ પણ આવતા હોય છે આપણે અહીંના પહેરવેશને એ પોતે પણ પહેરીને આનંદ માણતા હોય છે અને ત્યારબાદ આપણે ગુજરાતની મુલાકાત તો લઈએ પણ તેમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આપણે ધાર્મિક પણ છે જેમ કે કચ્છમાં જઈએ તો દર વર્ષે હાજીપીરનો મેળો હોય છે પછી હાજીપીરનાં મેળો ત્રણ દિવસ હોય છે ત્યાં એટલી લાખોની સંખ્યામાં ત્યાં ત્યાંનો મેળો ભરાય છે ત્યાં હાજીપીર લોકો જાતા હોય છે યા રેસ થતી હોય પછી ઘોડા લઈને ત્યાં રણમાં જતા હોય કોઇ ઊંટ ઉપર બેસીને જતા હોય રણમાં ત્યારબાદ માંડવી જતા હોય લોકો ત્યાં સ્નાન કરે દરિયામાં સ્નાન કરે ને આનંદ માણે ફોટાં પાડે અમુક પ્રવાસીઓને જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે તેને ખૂબ આનંદ પામે છે